હું જોઉ છું એવા લોકપ્રિય નૃત્ય ડાન્સ ઇન્ડિયા ડાન્સ પછી ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર પછી ડાન્સ પ્લસ જસ્ટ ડાન્સ આ બધા વિડીઓઝ હું જોઉ છું અને તેમાં દરેક પ્રકારના જુદા જુદા નૃત્યો હોય છે જેમ કે કથક કોઈ કરતું હોય છે કોઈક વેસ્ટર્ન ડાન્સ કરતું હોય છે કોઈ સાગામા કરતું હોય છે કોઈ કથક કરે છે એટલે જુદા જુદા પ્રકારના ડાન્સના પ્લેટફોર્મ મળી રહે છે અહીંયાં